વાહન વ્યવહારની સગવડોનો અભાવ આરોગ્ય સંભાળ મેળવવામાં ઘણી અસરો કરે છે અમારા વલસાડ જિલ્લાઓમાં બસોથી વધારે ગામડાઓ છે અને વલસાડ જિલ્લાઓમાં પહેલાં એકસો આઠની સુવિધા ન હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા હાલના સમયે એકસો આઠો તો ઘણી છે પરંતુ અંદર અંદરોના ગામડાઓ સુધી પહોંચતાં એકસો આઠને ઘણી વાર લાગે છે કારણ કે રસ્તાઓ ઘણા ખરાબ છે અને એના કારણે ગામડાઓ સુધી એકસો આઠને પહોંચતા ઘણી વાર લાગે છે અને અંદર અંદરના રસ્તાઓ સુધી નેટવક ન પહોંચવાના કારણે ઘણીવાર એકસો આઠને ઘણો સમય લાગી જાય છે જે તે સ્થળે પહોંચવા માટે અને દર્દીઓને પણ ઘણી તકલીફો થાય છે જેમકે ગંભીર બીમારીઓ જેવા કે હાડ અટેક છે જેવી ગંભીર બીમારીના સમયે ઘણા બધા દર્દીઓ જે તે સ્થળે જ મૃત્યુ પામે છે એકસો આઠની સુવિધાઓ તો છે પરંતુ રસ્તાઓ ખરાબ હોવાનાં કારણે ઘણો સમય લાગી જાય છે જે તે સ્થળે પહોંચતાં એકસો આઠને શહેરોની બહાર ઘણી બધી હોસ્પિટલો છે પરંતુ અમને અમારા ગામે અમારા વિસ્તારોમાંથી ત્યાં સુધી જવામાં ઘણો સમય લાગી જાય છે અહીંથી પહેલાં વલસાડ જવું પડે વલસાડથી હાઇવે પકડીને અમારે જે તે શહેરે પહોંચવું પડે અને તેમાં ઘણો સમય લાગી જાય છે છે સુરત છે નવસારી છે જેવા મોટા મોટા શહેરોમાં અમારે દર્દીઓને પહોંચાડવું પડે છે અને ત્યાં સુધી પહોંચતા ઘણી બધી તકલીફો પડે છે જેમકે રસ્તાઓ ખરાબ છે અને શહેરોમાં જતાં ઘણીવાર ટ્રાફિક નડે છે જેથી એમાં ઘણો સમય નીકળી જાય છે અમારો જેના કારણે દર્દીઓને ઘણી તકલીફ પડે છે અને ઘણીવાર દર્દીઓ એકસો આઠથી જે તે સ્થળે મૃત્યુ પામે છે કારણ કે જે તે હોસ્પિટલ સુધી પહોંચતા ઘણી સમય લાગી જાય છે અને દર્દીને ઘણી તકલીફો પડે છે જેનાં કારણે ઘણાં બધા લોકો મૃત્યુ પામે છે અને આ બધી સગવડો ઓછી હોવાના કારણે આ વલસાડ જીલ્લાનો મૃત્યુ દર ઘણો વધી ગયો છે જેમકે હાર્ડ અટેક છે અને ઘણી બધી પ્રોબ્લેમો છે અને અહીંની અહીંના આરોગ્ય સંભાળના જે વાહન વ્હવહારો છે એમાં ઘણી બધી તકલીફો પડે છે જેમકે રસ્તાઓ ખરાબ છે અંદર ને અંદર ગામડાઓને ગ્રામ્ય વિસ્તારોના રસ્તા રસ્તાઓ છે અમુક જગ્યા પુલ તૂટી ગયા છે અમુક જગ્યાએ ઘણું પાણી ભરાવાનાં કારણે વાહનો જઈ આવી શકતા નથી એવી ઘણી તકલીફો પડે છે